અમે અમદાવાદથી સુરત આવ્યા ત્યાં ટેક્સી કરી ટેક્સી વાળાએ અમને બહુ સારો સપોટ આપ્યો રસ્તામાં અમને ચા પાણી નાસ્તા માટે ઊભી રાખી જમવાનું હોય તો ચા પાવા ચા પાવા માટે જમવાને ઊભી રાખી એને અમને સારી રીતે વર્તન કર્યું એની બોલી રીતભાત બધી રીતે એણે અમને મદદ કરી છે આવા ડ્રાઈવરો ટેક્સી ડ્રાઈવર બધે આવા દુનિયામાં બધે હોય તો પબ્લિકને તકલીફ ઓછી પડે ને એની રીતભાત ડ્રાઇવરને હિસાબે આપણે ટેક્સીને આપણે કરીએ આપણે આપણને સંતોષ ના થાય એ એ ટેક્સી ડ્રાઈવર નકામો અને અમે અમદાવાદથી નીકળ્યા તો બધી જગ્યાએ જેટલાં જેટલાં જોવાલાયક સ્થળો હોય બધાંયને અમને લઈ ગયો બધે ફેરવ્યા બધે અમને માહિતી આપી અમને જે ખબર ન હોય એને એની જેટલી ખબર હોય અમને માહિતી એણે અમને આપી એના પછી અમને ત્યાં ચા નાસ્તાના ટાઈમ હોય ચા નાસ્તો માટે જગ્યા ઊભી રાખી જમવાને જમવા જમવા લઈ ગયો બપોર જમવાનું ઊભી રાખી સાંજે જમવા ઊભી રાખી એને બધે વ્યવસ્થા કરી આપી આવા ડ્રાઇવરે એ ટેક્સી વાળા ડ્રાઈવર બહુ સારા અમે એને એની એની એની જવાબદારી અમે એને વખાણીએ એને બિરદાવીએ છીએ એ માણસ આવા બધા આવા દેશમાં આવા ડ્રાઈવર હોય તો દેશનું ભવિષ્ય સુધરી જાય